અમારે ગોવા ફરવા જવાનું છે અને મારા ફોનમાં બેલેન્સ નથી તો હું બેલેન્સ કરવા માટે વીઆઈ એપ્લિકેશનમાં જઈશ અને એમાં જઈને ખાતરી કરીશ કે કેટલું બેલેન્સ છે મારામાં અને મોબાઈલને રિચાર્જ ઍપ્લિકેશન એક્સેસ કરીશ અને એમાં કહીશ કે મારામાં આટલું બેલેન્સ તમે કરી આપો અને હું પહેલાં હું એમાં ગૂગલ પે થી એમાં એ લોકોને પૈસા એ કરીશ આપીશ એમને ગૂગલ પે થી ચૂકવણી કરીશ મારો મોબાઈલ નંબર એટ ફોર ડબલ એટ નાઇન ટુ ટુ ફોર એટ ટુ છે